આપણાં સ્વાસ્થ્ય લાભમાં મદદરૂપ થતી ગુજરાતી વાનગીઓ જોઈએ તો કારેલાનું શાક બીટના લાડવા મેથીનું શાક પાલકનું શાક ખજૂર પાક જેવી ઘણી બધી શાકભાજીઓનું શલાડ જેવા વાનગીઓ આપણાં સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે તો આ વાનગીઓ આપણાં સ્વાસ્થ્ય માટે કેવી રીતે મદદરૂપ થાય છે તે જોઈએ તો કારેલાનું શાક તો કારેલા કડવા હોવાથી જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે તેનાં સ્વાસ્થ્ય માટે તે ઉત્તમ હોય છે કારેલાનું શાક ડાયાબિટીસના દર્દીએ ખાવું જોઈએ ત્યાર પછી બીટના લાડવા જોઈએ તો બીટના લાડવામાં બીટમાં લોહ લોહ તત્ત્વ વધારે હોય છે એટલે આપણે બીટના લાડવા ખાવાથી શરીરમાં જે લોહીની ઉણપ હોય છે તેના માટે તે મદદરૂપ હોય છે મેથીનું શાક તો મેથીનું શાક એ આપણાં શરીરમાં રહેલાં જીવજંતુને નાશ કરવા માટે તે ઉપયોગી બને છે ત્યાર પછી આપણે જોઈએ તો ખજૂરપાક તો ખજૂર એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે જે વ્યક્તિનું વજન ઓછું હોય છે જે વ્યક્તિમાં લોહીની કમી હોય છે તે વ્યક્તિઓ ખજૂરપાક ખાવાથી તેનો વજન વધે છે અને તેના શરીરમાં લોહી ઝડપથી બને છે ત્યાર પછી આપણે જોઈએ તો કેળા કેળાની વાનગીઓ ઘણી બધી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસર કરે છે ખૂબ જ લાભદાયી હોય છે કઠોળ કઠોળની બનેલી બધી જ વાનગીઓ કઠોળનાં શાક એ આપણાં શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે કઠોળ ખાવાથી આપણું મગજ તેજ બને છે આપણી યાદશક્તિ વધે છે એટલે કઠોળ ખાવાં આવશ્યક છે આ રીતે ગુજરાતી વાનગીઓ ઘણી બધી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને તે શરીરમાં ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી નીવડે છે